અ હા એટલે હું એક જીવ વિજ્ઞાનની વિદ્યાર્થી છું અને મારા વિચાર પ્રમાણે માનસિક આરોગ્ય મુદ્દે માહિતગાર હોવું બહુ જ જરૂરી છે કેમકે હવે આ આ વસ્તુનું મહત્ત્વ વધતું જાય છે કેમકે હવે બધાનાં જીવનની સ્પીડ બહુ જ વધી ગઈ છે અને એના કારણે લોકોને સ્ટ્રેસ પણ બહુ જ હોય છે જોબનું સ્ટ્રેસ હોય છે ફેમિલીનું સ્ટ્રેસ હોય છે હવે હવે સરકારનાં કારણે ઘણાં બધા એવાં કેન્દ્ર છે જે લોકોને આ વિષે હેલ્પ કરે છે પણ એવા ઘણા બધા ડોક્ટરના હોવાથી આવા ઘણા બધા મનોચિકિત્સકના હોવાથી બી લોકો એમના પાસે જાય તો છે પણ આ આ વસ્તુને સંતાડે છે છુપાવી રાખે છે એ વસ્તુ ખોટી છે બ બહુ જ ખોટી છે કેમકે એક તો માણસને જે બી પ્રોબ્લેમ્સને ફેસ કરતા હોય એનું સ્ટ્રેસ હોય છે અને એની ઉપર આ વસ્તુ સંતાડવાનું સ્ટ્રેસ આવે છે એના કારણે આ વસ્તુ છુપાવવી બહુ ખોટી છે મારા વિચાર પ્રમાણે એક માણસને હતાશામાં ન રહેવું જોઈએ અને જે બી પ્રોબ્લેમ છે એનું જ જેટલું બને એટલું જલ્દી સોલ્યુશન કરવું જોઈએ અને આવા ડૉક્ટરની હેલ્પ લેવી જોઈએ